ગુજરાતની સંસ્કૃતિ પણ સમ સંસ્કૃતિને પણ સમયનો થોડું પેલું લાગ્યું છે કારણ કે સમય જતાં સંસ્કૃતિમાં પણ થોડા ચેન્જીસ આવ્યા છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ગુજરાતની સંસ્કૃતિ પણ કરવા લાગી છે કારણ કે તેના પશ્ચિમનાં ખાન પાન રહેણી કરણી અમુક રિવાજો એ ગુજરાતની સંસ્કૃતિમાં પણ હવે ચેન્જીસ આવ્યા છે દાખલા તરીકે પહેલાં આપણે ગરબા સાદાઇથી દાંડિયાથી રમતા હવે બધાય એની અંદર ચેન્જીસ આવ્યા છે આપણાં ખાન પાનમાં આપણા ગાંઠિયા આપણી જે ખાવાની વસ્તુઓ એ પણ હવે બદલાઈ છે એ જ રીતે આપણી સંસ્કૃતિમાં જે ભેળસેળ થાય છે એણે ઘણું બધું ગુજરાતને નુકસાન છે એ જ રીતે આપણી સંસ્કૃતિ બદલવાનાં પણ ઘણાં બધા કારણો છે કારણ કે અત્યારના સમયની અંદર ઍજ્યુકેશનમાં ફેરફાર આવ્યા એના કારણે આપણી સંસ્કૃતિમાં પણ પરિવર્તન આવ્યું છે અને એ સંસ્કૃતિ પણ સમય સાથે બદલાઈ છે તે છતાં ગુજરાતની સંસ્કૃતિમાં હજુ પણ સારી વસ્તુ છે